હલ્લો હં કોણ બોલો ઓકે ઓકે ઓકે આપણા નિર્મલાબેન કિશોરભાઈ દેસાઈ કોલેજના એફ વાય બીએસસી ઓકે ઓકે દીકરા કયા ક્લાસમાં તું ભઈ ઓહો હો બરાબર છે ઇંગ્લિશ કે ગુજરાતી હા હા હા બોલો

અમદાવાદ ઓકે જો એમ તો એમ તો હું તમને એ સજેસ્ટ કરું કે આપણે અહીં હોસ્ટેલની સુવિધા છે ટ્રાન્સફર લઈ તું હોસ્ટેલમાં શિફ્ટ થઈ શકે ક્યાં તો તમારા ઘરે જો રહેતા હોય તો તું થોડાક ટાઈમ માટે આપણે જો તારું એફ વાય ચાલતું છે ને તો તું તારું સેકન્ડ સેમ સુધી પતાવી જા બાકીના આપણે એસ વાય આપણે ત્યાં જે આપણે નિર્મલાબેન કિશોરભાઈ દેસાઈ અમદાવાદ છે ત્યાં હું તને એડમિશન કરાવી શકું છું એનું ટેન્શન નહીં લેવાનું પણ અડધું છોડીને ન જા

હા છે છે બધું છે આપણે એનું ટેન્શન નહીં આપણે એ રીતના કરી નાખીશું પણ મારું કહેવાનું એમ તમારું સેકન્ડ સેમ હાફ ચાલી ગયું છે હવે અડધું છોડીને તમે જાય એના કરતા તમારા ખાલી કેટલા બે ત્રણ દિવાળી સુધી રહેલું છે તો તમે એટલું પતાવીને એક્જામ ક્લીઅર કરીને પછી તમે ત્યાં જતા રહો કંઈ વાંધો નહીં આપણી પાસે સુવિધા ખાલી બે ત્રણ મહિનાની તો વાત છે દીકરા અરે દીકરા તું મારી ઘરે રહેજે મેં કા તને ના પાડવાનો બસ કઈ વાંધો હોય તો તું મને વાત કર આપણે એવું કઈ નહીં મેં હોને તું વાત હા તું વાત કરી જો ઘરે પછી પછી આપણે નક્કી કરીએ મેં તને પેલું તો લખી આપે તો તારું એડમિશન તો થઈ જાહે એની તાં તારું ભવિષ્ય નહીં અટવાય દીકરા એટલું ધ્યાન આપજે હેંને ચાલ તું તારા ઘરે વાત કરી લે તારા ઘરે વાત કરી લે પછી પછી આપણે તારું સેટિંગ કરીએ બરાબર છે ને ઓકે ચાલ હેંને દીકરા